ટ્રેન બુકિંગ માટેના કેટલાક વધુ કોટા વિકલ્પો અને તેના ઉપયોગ વિશે વધુ વિગતવાર માહિતી એચ ઑ કોટા આ કોટા વિવિધ રેલવે હેડ કોવટર્સ અને ઉચ્ચ અધિકારીઓ માટે અનામત હોય છે મોટા ભાગે ખોટા ઉપયોગ ન થાય અને છેલ્લી ક્ષણે જનરલ પેસેન્જરસ માટે ઉપલબ્ધ થાય ઈમર્જન્સી કોટા આ કોટા તાત્કાલિક જરૂરિયાત માટે છે અને તેને માન્યતા માટે અધિકારી દ્વારા મંજૂરી આપવી પડે છે સામાન્ય રીતે રેલવે અધિકારીઓ દ્વારા વિવિધ આકસ્મિક પરિસ્થતિઓ માટે વપરાય છે મહત્વપૂર્ણ વ્યક્તિ કોટા આ કોટા મહત્વના પદાધિકારીઓ અને વિશિષ્ટ મહેમાનો માટે અનામત હોય છે પ્રમાણપત્ર કોટા આ કોટા પ્રવાસીઓ માટે ખાસ ઉપલબ્ધ છે અને ખાસ કરીને રેલવે પ્રવાસી પેકેજ માટે છે મહત્વપૂર્ણ કરાર કોટા આ કોટા સાંસદો અને વિધાનસભા સભ્યો માટે અનામત હોય છે આર વિદેશી પ્રવાસીઓ માટે આ કોટા છે તેઓ માટે ખાસ બુકિંગ કાઉન્ટર અને ઓનલાઈન બુકિંગ સુવિધા પણ છે પોલીસ કોટા આ કોટા પોલીસ કર્મચારીઓ માટે અનામત છે ખાસ કરીને ડયુટી પર જતાં સશસ્ત્ર દળ કોટા આ કોટા સશસ્ત્ર દળના સભ્યો માટે છે પેશન્ટ કોટા આ કોટા શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ માટે છે આમાં વિશિષ્ટ બુકીઓ અને સિટીઓ માટે અનામત સ્લોટ્સ હોય છે બુકિંગ પ્રક્રિયા આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપ તમે ઓનલાઈન બુકિંગ માટે આ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો સ્ટેશન કાઉન્ટર બુકિંગ સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર કરી શકાય છે આધાર દસ્તાવેજો વિશિષ્ટ કોટા માટે યોગ્ય દસ્તાવેજો જેમકે ઓળખપત્ર નિમત્રણપત્ર વગેરે જરૂરી છે સમયસીમા કેટલીક કોટા માટે બુકિંગની સમયસીમા હોય છે જેમકે તત્કાલ કોટા માટે બુકિંગ ટ્રેનની પ્રસ્થાન પહેલાંના દિવસના દસ એએમ અને ઇલેવનથ અગિયાર એએમની વચ્ચે શરૂ થાય છે તમે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લઈ યોગ્ય કોટા પસંદ કરીને ટ્રેન બુકિંગ કરી શકો છો જો તમને વધુ કોઈ પ્રશ્ન હોય તો પૂછવાનું મફત છે